ઓડી વેગેનાર કાવાસાકી નીન્જા એફ ઝેડ ફાઇવ સુઝુકી હોન્ડા સિફટ અલ્ટો ફંટી હીરો હોન્ડા એક્ટીવા પલ્સર રોલ્સરોય ક્રેટા બ્રેઝા થાર મોન્ટેગો મર્ક્યુરી